હાલો કેમ ચાલે છે તમારા ક્લાસમાં

ટેન્થ સ્ટાન્ડર્ડના બધા જ બધા જ સબ્જેક્ટ બરાબર ચાલે છે એક જ અચ્છા બોર્ડની એક્ઝામની પ્રીપેરેશન કઈ રીતે કરી રહ્યા છો ટા આહેર બટ ટકાવારી વાળા બાળકો અને નેવું ટકા વાળા બાળકોને જુદા પાડો છો બરાબર છે તો લોઅર ટકાવારી વાલા હાંએ નઇ આપણે ઓલોવેર શાળાનું રિઝલ્ટ સો ટકા લઈ આવવાનું હોય છે એટલે બાળકો છે એમનામાં તે વિશેષ તમે ટેસ્ટ અમે વાલી સંભાળ રાખ અને જે પૂર વિદ્યાર્થી હોય એના વિશેષ ધ્યાન આપજો ઓકે ઓકે ઓકે વેરી ગુડ ઓકે વેરિગુડ ઓકે થેન્ક યુ બાય